ગુજરાતી ભાષામાં અત્યારે આધુનિકતા ઉપર વધારે પુસ્તકો લખાએલાં છે અને ગુજરાતી બહુ જૂની ભાષા છે અને તેમાં પણ સમયાંતરે સમયાંતરે એમાં વિષયો અને એના જે એના આધારો કે એના જે ઘટકો આધારે આધારે સમયાંતરે તેમાં ફેરફાર જોવા મળ્યા છે પહેલાં જે નવલકથાઓ લખાતી હતી તો તો કે તે પૌરાણિક હતી સાંસ્કૃતિક કે સામાજિક આધારિત આપણે નવલકથાઓ જોવા મળતી હતી ત્યારબાદ આપણે સમાજના રીતિરિવાજો કુરિવાજો અંધ શ્રદ્ધાઓને આધારિત પણ આપણને નવલકથાઓ પ્રાપ્ત થતી હતી એના પછી ગાંધી યુગ આવ્યો તો ગાંધી યુગના સમયે આપણને ગાંધીને જે ચળવળો આંદોલનો કર વાદ હતો અસામાજિક અસામાજિકવાદ હતો કે પછી કે બીન સાંપ્રદાઈકતા હતું કે અસ્પૃશ્યતા નિવારણ એના આધારિત આપણે નવલકથાઓ બુકો કે કવિતાઓ કે નિબંદો લખાતા હતા અને તેના પછી અનુગાંધી યુગની અંદર કેવું આવ્યું વ્યક્તિએ કે એના ગાંધીજી સમય પછી જે જે જે પરિબળો કે જે જે પ્રવૃતિના આધારે લોકો ઉપર જે અસર થઈ હતી તો એ લોકોની એમાંથી બહાર કાઢવા માટેને દેશના આઝાદી પછીની ખુશીના ખુશી ઉપર જેના આધારિત પુસ્તકો લખાએલા તેના પછી આવ્યું તો આધુનિકવાદ આધુનિકવાદ એટલે અત્યારનો સમય જે વર્તમાન સમય કે જેની અંદર કે વ્યક્તિની એ જ વ્યક્તિએ કેવું હોય કે તેની હાલની એની પરિસ્થિતિ એને જે મનન વિચારો તો મનના વિચારો આધારિત એ પુસ્તકો લખાવા મંડી કે હાલની જે પરિસ્થિતિ છે જે વૈશ્વ આ વિશ્વ યુદ્ધને આધારે દેશો દેશો વચ્ચે જે યુદ્ધોની લડાઈ યુદ્ધો થઈ રહ્યા છે લડાઈ થઈ રહી છે તે ઉપરાંત પણ બીજી ઘણી બધી સમસ્યાઓ છે કે કે જે આધુનિકતાવાદ આવ્યો છે કે એ ઉપરાંત આપણને સાહજિકતાવાદ હોય કે સામાજિકવાદ હોય ધર્મને આધારિત ધર્મ આધારિત કોઈ ધર્મ આધારિત આપણે કોઈ પણ રીતિરિવાજ રહેલા હોય તો આ બધી બાબતો અને અમુક એપ્સન્ટ નવલકથાઓ પણ એમાં એમાં પણ એનો ઉમેરો થયો છે અને આ ઉપરાંત અત્યારે નવલકથાઓ કરતાં એકાંકી અને કવિતાઓ લખવાનું પ્રમાણ વધી ગયું છે કેમ કે હાલમાં તમે જોવા જતાં હવે કે આપણને પહેલાંના જે એટલે લેખકો કવિઓ હતા એનાથી બમણા અત્યારે આપણને લેખકો કવિઓ આપણને ઠેર ઠેર જોવા મળે છે તેમાંની એમની બુકોમાં પણ અમુક બુકો તમે મસ્ત આમ સારી એવી હોય છે જે વાંચવાલાયક હોય છે અને બેસ્ટ નવલકથાઓ પણ ગણાતી હોય છે બેસ્ટસેલર કે બહુ વેચાણકર્તાઓમાં પણ એમનું નામના કે ગણના થતી હોય છે તો એવી બુકોમાં કે આપણને કે જે અસામાજિક તત્ત્વો હોય અસામાજીકતાવાદ હોય સમાજવાદ હોય બિનસાંપ્રદાયિકતા કે ધર્મ આધારિત હોય તો આ બધી બાબતોને આધારિત આપણને પુસ્તકોમાં નવલકથાઓ નિબંધો કે પછી કવિતાઓ ગઝલો બધી લખાતી છે આ ઉપરાંત અત્યારે એ પ્રેમ આધારિત પણ આપણને કવિતાઓને નવલકથાઓ પણ જોવા મળતી હોય છે જે બેસ્ટસેલરમાં પણ પોતાનું નામ આગળ પ્રસિદ્ધ કરે એવી કૃતિ પણ લખાતી હોય છે તો અત્યારના વિશ્વમાં આપણને જે મેં તમને કે જેવી રીતે આપણે જોઈએ તેમ આ આધુનિકતાવાદ છે કે પછી અસામાજિકવાદ છે કે આવી આ વિવિધ વિષયો આધારિત તેમાં લખાતી હોય છે અને એનો વંચાય એ પણ એટલી હોય છે પરંતુ જે અત્યારમાં જે પુસ્તકો લખાણી છે એ પુસ્તકો જે પહેલાં લખાએલી પુસ્તકોની તુલનામાં આવી શકતી નથી અત્યારનો વ્યક્તિનો વાંચન ખૂબ જ એટલે ખૂબ જ ઓછું થઈ ગયું કેમ કે અત્યારના જે સ્માર્ટફોન કે મોબાઈલ ફોનનો ઉપયોગના લીધે વ્યક્તિને વાંચનોમાં વાંચન પ્રત્યેની રુચિ ખૂબ જ ઓછી થઈ ગઈ એમ જોવા જતાં જોઈએ તો વ્યક્તિ પુસ્તકોનું વાંચન કરતો જ નથી કેમ કે તે ફોનની અંદર એટલો બધો એટલો બધો ગુંચવાએલો હોય છે કે તેના બુકને વાંચવા તો સુધી એ બુકને અડતો પણ નથીને હાલના સમયને આધારિત જોતાં જોતાં પુસ્તક એ વ્યક્તિનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન આપણે ગણી શકીએ છીએ કે એમ કે પુસ્તક માણસને માનસિક રીતે આપણને ખૂબ જ સ્વસ્થ અને હેલ્થી રાખતા હોય છે કેમ કે માણસની હાલ આ માણસ એટલો સામાજિક રીતે એટલો ગુંચવાએલો છે એ પોતે વ્યક્તિ હાલ ચિંતામાં ઘણો કે હતાશામાં એટલો વ્યક્તિ રહેલો છે કે એવે એ સમયે એનો સહારો બની શકે હોય તો તે બુક ઓછી યાદ તો એ બુકોનો જુએ વાંચન કરે તો એ બુકોના વાંચનથી વ્યક્તિમાં સારો એવો પ્રભાવ થાય થાય છે તેના વ્યક્તિત્વમાં તેના ચારિત્રની અંદર પણ આપણને ફેરફાર થતાં જોવા મળે છે એટલે હાલના વિષય પ્રમાણેને વર્તમાન સ્થિતિના આધારે જોતાં વ્યક્તિએ બુકોનું વાંચન કરવું જરૂરી છે કેમ કે એના આધારે જ પોતે સારો એવો પ્રસન્ન અને સુખી રહી શકતો હોય છે શકતો હોય છે અને એના આ વાંચનથી એ આગળની પેઢીને પોત આવતી પેઢીને પણ તે ઉજાગર કરી શકતો હોય છે તેને તેની પારિવારિક સમસ્યાઓ હોય પોતાની સમસ્યા પોતાની જવાબદારી હોય પોતાના મગજ ઉપર પોતાને જેટલી બધું ટેન્સન કે જે કાંઈ હોય એ વસ્તુ એ આ બુકોને આધારે પોતે હલ કરી શકતો હોય છે એટલા માટે અત્યારના વિષય આધારિત અત્યારની પરિસ્થિતિ આધારિત એણે બુકોનું વાંચન કરવું જોઈએ હાલમાં તે નવલકથાઓ અને એવું નથી કે બુકોમાં જ તે વાંચી શકે હાલ એવી બુકો આધારિત એવી ઘણી બધી મોબાઈલ ફોનમાં પણ એવી એ આપણને એપ્લિકેશનો પ્રાપ્ત થાય છે કે જેના આધારે વાંચન કરી શકીએ છે હા પણ વાંચન ખૂબ જરૂરી છે આજના સમયમાં કેમકે હાલમાં વાંચનનું મહત્ત્વ એટલું ઘટી ગયું છે કે લોકો પુસ્તકોનો ઉપયોગ કરતાં લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ વધારે પડતો કરવા માંડ્યા છે જે માનવીના જીવન માટે ને બધી રીતે તેના માટે ખૂબ જ એટલે ખૂબ જ નુકસાનકારક છે તો વ્યક્તિએ જાગૃત થઈને પોતે એનો ધ્યાન રાખીને પોતે કરવું જોઈએ